રસોઈ રસોઈ એક સ્ત્રીનું એમ કહેને કે સૌથી મોટો શણગાર છે અને રસોઈ વગરની કોઈ સ્ત્રી બને ત્યાં સુધી કોઈ હોય જ નહીં કે જેને રસોઈ ના આવડતી હોય અને એમાં મારો સૌથી ફેવરેટમાં ફેવરેટ શોખ હોયને તો રસોઈ બનાવાનો એટલે કે રસોઈ બનાવાનો અને ખાવાની તો શોખીન છું જ પણ સાથે સાથે બનાવાની પણ એટલી બનાવવા કરતાં મને સૌથી વધારે બધાને ખવડાવવું ખૂબ જ ગમે છે તો મને છે ને સવારનો નાસ્તો બનાવવામાં બહુ મજા આવે છે કેમ કે સવારે એટલી બધી વેરાયટી હોય છે અને એમાંય અમે તો ગુજરાતી એટલે ગુજરાતીનો નાસ્તો છે ને ફૂલ ભરપેટ થાયને એવો જ હોય છે એટલે કે સરસ મજાની ભાખરી હોય છે પરોઠા હોય છે થેપલા હોય છે અને હવે તો ઘણી વખત બધા પૌવા બટાકા પણ બનાવે છે તો આવો ઘણો ઘણો નાસ્તો હોય છે એ મને બહુ જ ગમે છે બનાવવો અને રાંધવા માટે મારો સાંજનો છે ને એટલો બધો નાસ્તો હોયને કે સાંજનો નાસ્તો કહું કે જમણવાર કહું પણ ઘણી વખત એવું થઈ જાય કે સાંજનો નાસ્તો બનાવીને તો નાસ્તામાંય જમણવાર જેવું થઈ જાય એટલે કે પાણીપુરી બનાવી તો પાણીપુરી એટલી જ ફેમસ છે કે કોઈ પણ વ્યક્તિ ઘરે આવી હોયને તો એમ થાય કે ચાલો ફટાફટ ફટાફટ પાણીપુરી બનાવી નાખી પછી ભેળ બનાવી તો ભેળમાં પણ એવુ જરૂરી નથી કે બધી જાઝી બધી વસ્તુ લઈને ચટણી જોઈને ઓલું જોઈ પણ એમાં પણ ખાલી ઘરમાં થોડીક વસ્તુ હોય ને તો એમાંથી સેવ મમરા પડ્યા છે ચવાણું પડ્યું છે અને ટમેટાં મરચા અને ડુંગળી બસ આવું ત્રણ ચાર વસ્તુ મળી ગઈ એટલે સરસ મજાનું સૂકી ભેળ બનાવીએ નાખીએ છીએ પછી સાથે સાથે કોઈ આવ્યું હોય અને અચાનક જ બનાવવાનું હોય તો પૌવા બટાકા બનાવી નાખીએ કે ભાઈ પૌવા બટાકા છે તો લોકોને મજા આવે પૌવા બટાકા ખાવાની એટલે પૌવા બટાકા બનાવી નાખીએ પછી ઘણી વખત ઘૂઘરા બનાવી નાખીએ સમોસાં બનાવી નાખીએ એટલે આવી ઘણી બધી વસ્તુઓ અને અત્યારે તો વડાપાઉં વડાપાઉંની બહુ જ બધાને ટ્રેન્ડ છે અને ભાવે છે બધાયના ફેમ એમ કે ને કે બહુ પસંદ કરે છે બધાય તો વડાપાઉં બનાવવા એમાં વાર નથી લાગતી અને સૌથી વધારે એમ કહુને તો ભજીયા કે જો ચોમાસું આવ્યું એટલે ભજીયા તો હોય જ અને કોઈ પણ પ્રસંગ હોયને તો પ્રસંગમાંય સૌથી પહેલા ભજીયા તો ભજીયામાં પણ કેટલી બધી વેરાયટી છે પણ બટાકા વડા બનાવો પછી ફૂલવડા બનાવો પછી મિક્સ ભજીયા બનાવો મેથીના ગોટા બનાવો પછી તમે મરચાના ભરેલા ભજીયા બનાવો એકલા મરચાના ભજીયા બનાવો અત્યારે ચિપ્સના ભજીયા પણ નીકળ્યા છે ટમેટાંના છે ડુંગળીના છે પછી આપણે એ કહીએ ને રિંગણાના ભજીયા બનાવીએ કેળાના ભજીયા એટલે કે ભજીયાની તો વેરાયટી કહો એટલી ઓછી પડે એટલે ભજીયા પણ બનાવી નાખીએ છીએ પછી કોઈ આવ્યું હોય અને એમ થાય કે ભાઈ અત્યારે ફટાફટ બનાવવું છે કંઈક તો એની અંદર આપણે દાબેલી પણ બનાવી નાખીએ કે ભઈ દાબેલી પણ ફટાફટ થઈ જાય અને લોકોને ખૂબ જ મજા આવે દાબેલી ખાવામાં પણ એટલે હું ય પણ બનાવી નાખુ છું અને જ્યાં સુધી બનેને ત્યાં સુધી બધી જ વસ્તુ તાજી જ બનાવું છું કોઇપણ વસ્તુને સ્ટોર નથી કરતાં બલ્કમાં એનું કારણ છે કે તમને જે તાજી વસ્તુ ખાવાની મજા આવે ને એવી સ્ટોર કરેલી મજા ના આવે અને આ સ્ટોર કરવાની જે ફેશન છે અથવા તો જે આપણે એમ કહીએ ને કે જે ટ્રેન્ડ હાલ્યો જાય છે એ બધો ફોરેનર્સનો છે એટલે કે વિદેશમાં આ બધી વસ્તુઓ ખૂબ બને છે શું કામ સ્ટોર કરવું પડે કેમ કે એ લોકો પાસે સમય નથી એટલે અત્યારે ત્યાંનાં લોકો છે એ બધા નોકરીઓ કરતાં હોય સવારથી નીકળ્યા હોય જોબ કરવા તો છેક રાત્રે આવે અને સવારના નીકળ્યા હોય ને રાતે આવ્યાં હોય કોઈ એવી જમવાની બનાવવાની એ લોકોની પરિસ્થતિ ન હોય એટલે એ લોકો શું કરે કે દાળ એક દિવસ બનાવી અને ટોપલીઓ ભરીને ફ્રીજમાં મૂકી દે અથવા તો ફ્રીઝરમાં સ્ટોર કરે પણ આપણે અહીંયા ગુજરાતમાં અને રાજકોટમાં આ વસ્તુ લગભગ નહીવત્ત છે નહિવત્ત એટલે કે કદાચ છે જ નહીં અમુક ટકા એક બે ટકા એવું હશે કે કોઈ કે ભાઈ બનાવીને રાખે પણ એ પણ એક કે બે દિવસ માટે જ હોય એથી વધારે હોતું નથી અને અહીંયા બધાય તાજું ખાવાના શોખીન કે સવારે ઉઠ્યા સવારે સરસ મજાનો ચા ભાખરીનો નાસ્તો કર્યો તમે બપોરે આવો તો બપોરે દાળ ભાત શાક રોટલી સંભારા અથાણાં પાપડ છાશ આ બધી વસ્તુઓ તમને દીયે બધી એમ ગરમ ગરમ બનાવેલી અને પાછું રાત પડે તો રાત્રે ય સરસ મજાનાં સેવ ટામેટાની સેવ ટામેટાનું શાક છે ખિચડી છે ભાખરી છે રોટલા છે ઓળો છે પછી ઢોકળીનું શાક છે એવું ઘણી બધી વેરાયટી તમને મળે અને એ બધુ અલગ અલગ તમને બનાવીને નવું ગરમ ગરમ જ આપે છે અને પછી એવી રીતના આખા દિવસમાં પછી બીજો નાસ્તો કટક બટક તો અલગ જ અને બાકી હું અઠવાડિયા અથવા તો મહિના સુધી મૂકી શકાયને એવા તો ઘણા બધા નાસ્તા છે કે જેમાં ચવાણું છે પછી શક્કરપારા છે પછી મેંદાના લોટની પૂરી છે પછી ચકરી છે પછી ઓલા ચોરાફળી છે પછી બીજું ઘણી બધી વસ્તુઓ એવી છે કે હું અઠવાડીયું અથવા તો મહિનો મહિનો સુધી સાચવીને રાખી શકું છું એટલે રસોઈની બાબતમાં તો એવું છે કે ગુજરાતિઓ અને ખાસ કરીને રાજકોટીઓને કોઈ પહોંચી શકે નહીં કેમ કે ખાવા પીવાના ખૂબ જ શોખીન હોય છે